મારું મનગમતું તરણ તરવાનું સ્થળ એટલે મારા ગામના ઝાંપે આવેલું તળાવ ત્યાંની કુદરતી સૌંદર્ય તેમજ તળાવની યોગ્ય ઊંડાઈ તરવા માટે અનુકૂળ છે તેમજ શાંત વાતાવરણ અને આ બધાના હિસાબે આ સ્થળ મને તરવા માટે ખૂબ જ ઉપયોગી છે અને તે મારું પ્રિય સ્થળ છે